ગુજરાત રાજ્યની વાત કરીએ છીએ અત્યારે વિકાસના બાબતની વાત કરીએ તો વિકાસમાં એટલી ઘણી બધી જગ્યાઓ છે જેમકે આપણે જ્યારે જોબ કરવા જઈએ બરાબર તો ત્યાં સરકારી ખાતામાં ખાસ કરીને એવી જગ્યાઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધારે વધારે આપણને જોવા મળે છે ત્યાં આપણને સુવિધાઓ જે આપણે પૈસા આપીએ છીએ એ પ્રમાણે મળતી નથી અને જે ઉમેદવારને ટેન્ડર યા પ્રોજેક્ટ મળવો હોય જે લાયકાત ધરાવતો વ્યક્તિ હોય જેમકે રોડ બનાવવાનો એક પ્રોજેક્ટ ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે અને જે ઉમેદવાર આ વસ્તુમાં કૌશલ્ય તકનિક વધારે અ એની પાસે છે પણ શું થાય છે કે એમાં અ રાજકીય ભ્રષ્ટાચારના કારણે બીજા લોકોને આ પ્રોજેક્ટ મળી જાય છે અને જે રીતે રસ્તાઓ બનવા જોઈએ એ પ્રમાણે રસ્તાઓ બનતા નથી અને બીજી વાત કરીએ છીએ તો જેમકે આપણે શિક્ષણ ક્ષેત્ર જોઈએ અને અન્ય સામાજિક ન્યાયને વાત કરીએ તો સુરક્ષાના લીધે અત્યારે અ બળાત્કારના એવા કાયદા કાનૂન અત્યાર સુધી ભારતમાં બન્યા નથી જે ન્યાય સમય સાથે તમને આપી શકે અને એમાં તફાવત અને બદલાવ અત્યાર સુધીમાં જોવા મળ્યો નથી